મારી સૌથી મનગમતી મોસમ ચોમાસું છે તેનું કારણ એ છે કે વરસાદ આવ્યા પહેલાંની ભીની માટીની ખુશ્બુ જે હોય તે મને ખૂબ જ ગમે છે બીજી વાત કરીએ તો આપડે જાણીએ છીએ કે પાણી વગર જનજીવન ટકાવી રાખવું શક્ય નથી વનસ્પતિ માટે શાકભાજી માટે ફળ માટે પાણી અત્યંત જરુરી છે પાણી વગર કોઇપણ જીવ છે તે ટકી શકતો નથી જેના માટે વરસાદ ખૂબ જ જરૂરી છે અને વરસાદની ઋતુ એટલે ચોમાસુ જેથી કરીને મને ચોમાસુ ખૂબ જ ગમે છે